મારું એવું માનવું છે કે દરેક રમત એ દરેક લોકોના જીવન પર અલગ અલગ પ્રભુત્વ પાડી શકે છે ઘણી રમતો એવી હોય કે જે માત્ર તમારા દિમાગથી રમવાની હોય છે ઘણી રમતો એવી હોય કે જે શારીરિક ક્ષમતા તમારી માંગતી હોય છે કે જેની અંદર ફિટનેસ છે એ તમારી મહત્તમ જરૂરત મ મહત્તમ જરૂરિયાત બની જતી હોય છે તો આવી રમતો છે એ લોકોના જીવનને અલગ અલગ રીતે અસર પણ કરતી હોય છે આપણે ઘણી રમતો જોઈએ કે જે જેની અંદર જે ખીલાડીઓ હોય છે એકદમ એને એમને નિયમિત રહેવું પડતું હોય છે આમ તો દરેક રમતની અંદર દરેક ખીલાડીને નિયમિત રહેવું પડતું હોય છે એમને એમના જે નિયમો બનાવેલા હોય એનું પાલન કરવાનું હોય છે તો એને જોઈને પણ લોકો ઘણુંબધું શીખે છે જેમકે મારું મ મ મારું કહુ હું તો હું વિરાટ કોહલીને જોઈને ઘણુંબધું શીખું છું હું રવીન્દ્ર જાડેજાને જોઈને ઘણુંબધું શીખું છું કારણ કે હું ક્રિકેટ વધારે જોઉં છું અને ક્રિકેટને વધારે ચાહું છું તો વિરાટ કોહલીની ફિટનેસ જોઈએ આપણે જ્યારે એ એ મેદાન પર રમતા હોય ત્યારે એ જે રીતે ભાગતા હોય રવીન્દ્ર જાડેજા જે રીતે દડો પકડી અને એનો થ્રો કરતા હોય તો આપણે એ બધું જોઈએ કે આ લોકોની આટલી ફિટનેસ છે આ લોકો આટલા મેન્ટલી ટફ છે આ લોકો ગમે તેવી પરિસ્થિતિ સામે આવી જાય તો પણ એ લોકો મહત્તમ અને જેમની એમની જે ક્ષમતા હોય એમનો ઉપયોગ કરી અને ત્યાં એ પરિસ્થિતિનો સામનો કરવાની પ્રયાસ કરતા હોય છે તો આ બધી વસ્તુઓ જો એને લોકોના જીવન પર એની અસર પડવાની જ છે જો લોકો ચાહે તો હું મારું ઉદાહરણ આપું તો હમણાં જ બે હજાર ત્રેવીસનો આઈપીએલનો જ્યારે ફાઇનલ ગયો ત્યારે છેલ્લા બે દડાની અંદર જ્યારે દસ રન જોઈતા હતા ત્યારે એવું થયું કે આ આ સિચવેશનમાં એક માનસિક પરિસ્થિતિ શું હોઈ શકે ખેલાડીની ત્યારે રવીન્દ્ર જાડેજા છે ત્યાં હસતા મોઢે ઊભા હતા તો એ એ એ પ્રેશર જે હતું એ જે દબાણ હતું એમને પોતાની અંદર ઉતારવાનો પ્રયાસ કરતા હતા એ એ સિચ્યુસેનની અંદર ઊભા રહી રે કે તમારી સામે એક લાખ ત્રીસ હજાર લોકો બેઠા છે તમને રમતા જોવે છે અને તો પણ તમારે તમારી જે મેન્ટલ કેપેસિટી છે જે તમારી માનસિક ક્ષમતા છે એને તમારે ત્યાં જાળવી રાખવાની છે અને એમણે એ મોહિત શર્માના પહેલા દડે જ્યારે છક્કો માર્યો અને બીજા દડે જ્યારે ચોક્કો માર્યો અને જે ફાઇનલ જિતાવ્યું ત્યારે એ પછીનો આનંદ પણ અલગ હતો તો એ એ વસ્તુ લોકો જોઈ અને શીખે અને શિખશે કે કઈ રીતે એ સમયે એવી પરિસ્થિતિમાં એક લાખ ત્રીસ હજાર લોકોની સામે રવીન્દ્ર જાડેજા ત્યાં એકલા ઊભા હતા એમને ખબર હતી કે કામ મારે જ કરવાનું છે મારા સિવાય કોય નહીં કરી શકે કારણ કે છેલ્લા બે જ દડા વધ્યા છે અને એ પરિસ્થિતિની અંદર જો તમે તમારી ટીમને મેચ જિતાવીને લઈ જતા હોય તો એ તમારી તમારી માનસિક ક્ષમતા દર્શાવે છે કે હા તમે કોઈ પણ પરિસ્થિતિ સામે સામનો કરવા માટે તત્પર છો અને આ વસ્તુ ક્યારે આવે જ્યારે તમે એની પહેલાં એ બધી વસ્તુઓની નિયમિત રૂપે પ્રેક્ટિસ કરી હોય ત્યારે જ્યારે તમે એ બધી વસ્તુઓ જીવી લીધી હોય ત્યારે અને એમને જોઈને બીજા લોકો જીવે છે કે આમને આવું કયરું તો હવે મારે પણ મારી માનસિક ક્ષમતાને આટલી બધી વિકસાવવી પડશે કે હું પણ મારી માનસિક ક્ષમતાને આટલી બધી વિકસાવીશ આ ઉપરાંત લોકો નિયમિત બનતા શીખે છે કે એમ એમનું જે જીવન કાર્ય હોય છે ઘણી વખત આપણે સાંભળતા હોઈએ એ લોકોને બોલતા કે કોઈ એક મોટા મોટા એવા ખિલાડી હોય એમને બોલતા કે એ આ લેવલ સુધી પહોંચીને આ આ સ્તર સુધી પહોંચીને પણ એ માટીથી જોડાએલા જ હોય છે કે રોજ સવારે વહેલું ઊઠવાનું પછી યોગા કરવાની એમની ફિટનસ પર ધ્યાન આપવાનું પછી એ લોકોને જે ભોજનશૈલી હોય છે આખું કે વિરાટ કોહલીનું તો આપણે જોઈએ તો એમને એક ઇંટરવ્યૂની અંદર કીધું હતું કે છેલ્લા કેટલાય સમયથી એમણે બહારનું ખાવાનું જ છોડી દીધું છે ફક્ત ડાયટ ઉપર જ છે તો આવડો મોટો ક્રિકેટર થઈ આવડી મહાન વ્યક્તિ થઈ અને જો એ પણ આ બધી વસ્તીઓનો ત્યાગ કરી શકતા હોય એમની ફિટનેસ જાળવવા માટે એમનું શારીરિક શ્વાસ્થ સ્વાસ્થ્ય જાળવવા માટે તો આપણે પણ એવું કરી શકીએને તો એ બધા લોકો લોકોના જીવન પર આ બધી વસ્તુ અસર પાડે કે આ ખેલાડી આમ કરે છે તો હું પણ આમ કરીશ કારણ કે એ ખેલાડી મારો પ્રિય છે હું એ ખેલાડીને અનુસરું છું આમ એક આ તો થયું શારીરિક પછી થઈ હવે જે મેં આ રવીન્દ્ર જાડેજાની વાત કરી તો એ પણ તમારા માનસિક સ્વાસ્થ્ય ઉપર કે ગમે તેવી સિચ્યુએશન આવી જાય આપણે હજી એક ઉદાહરણ લઈએ ક્રિકેટનું જ ઉદાહરણ લઈએ કે જ્યારે બે હજાર ચોવીસનો ટી ટવેન્ટી વર્લ્ડ કપનો ફાઇનલ મેચ ચાલતો હતો સાઉથ આફ્રિકા સામે ત્યારે જે સુર્ય કુમારે કેચ પકડ્યો એક તો ભારત આટલા ટાઈમથી વર્લ્ડ કપ નથી જીતું બે હજાર ત્રેવીસની અંદર વર્લ્ડ કપ જિતતા જિતતા અટકી ગયું લોકોની અપેક્ષાઓ ઘણી બધી હતી ટીમથી કે આ ટીમ વર્લ્ડ કપ જીતીને લઈ આવશે આ ટીમ વર્લ્ડ કપ જીતીને લઈ આવશે અને પાછા બધા મેચ પણ જીતી ગએલા હતા અને એ છેલ્લે ત્રીસ બોલની અંદર જ્યારે ત્રીસ રન જોઈતા હતા પછી મેચ આવી છેલ્લી ઓવર સુધી અને છેલ્લી ઓવર હાર્દિક પાંડ્યા નાખવા માટે આવ્યા અને એ એ એ એક ડેવિડ મિલરે જ્યારે એના બેટની અંદર જ્યારે બોલ માર્યો ત્યારે એવું જ લાગ્યું કે આ બોલ તો હવે છક્કો જ છે પણ એ સુર્ય કુમાર યાદવ એમનું આખું એક દબાણ બધું અંદર શહ સહન કરી અને ત્યાં એમને લાઇન પર ઊભી અને કેચ પકડ્યો એ સમયે જે સમયે સૌથી વધારે જરૂર હતી તો એ પણ એમની માનસિક સ્થિતિ દર્શાવે છે કે એ એમની માનસિક સ્થિતિ શું છે કે આટલા બધા લોકોની સામે આવી સિચ્યુએશનની અંદર આવી પરિસ્થિતિની અંદર હું આ દબાણને શોકી લઈશ અને પછી હું એ કેચ પકડીશ તો એ એ પણ વસ્તુ મહત્ત્વની છે હજી એક આવું ઉદાહરણ લઈએ તો હાર્દિક પાંડ્યાનું પોતાનું જ ઉદાહરણ છે કે એ એમને જ્યારે આઈપીએલ ચાલતો હતો આ ગયો આઈપીએલ બે હજાર ચોવીસનો ત્યારે એ ગમે તે મેદાનમાં ગયા બધા મેદાનમાંથી એમને ગાળો સાંભળવા મળી બધા મેદાનમાં લોકો એમને હાસ્યપ્રદ બનાવતા બધા બધા મેદાનની અંદર લોકો એ એમને ગાળો આપેલી છે એમને હાસ્યપ્રદ બનાવેલા છે એમને ટ્રોલ કરેલા છે પણ જ્યારે સમય આવ્યો એ કાંઈ નહોતા બોલ્યા પણ જ્યારે સમય આવ્યો અને ભારતને જ્યારે સૌથી વધારે જરૂર હતી વર્લ્ડ કપ જીતવાની ત્યારે એમણે છેલ્લી ઓવર નાખી અને વર્લ્ડ કપ જિતાવ્યો છે તો આવી અમુક અમુક જે પરિબળો છે આતો ખાલી મેં ક્રિકેટની વાત કરી હજી ઘણી બધી રમતો છે કે ટેનિસ છે બેડમિન્ટન છે ફૂટબોલ છે એની અંદર પણ આપણે જે ખેલાડીઓનું જીવનશૈલી જોતા હોઈએ કે એમની દરરોજની જે જીવનશૈલી જોતાં હોઈએ પછી એમની માનસિક જોતાં હોઈએ તો એની ઉપરથી આપને પણ એવું થાય કે આ આ વસ્તુઓ તો આપણા જીવનમાં પણ ઉતારવા જેવી છે અને એ આવા આવા પરિબળો છે કે જે લોકોના જીવનને સાકાર સકારાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી શકે છેને ઉપયોગી થઈ શકે છે